હા જમના બોલું હા મને ચિંતા એ છે આપણે દીકરાને તો કેનેડા ભણવા મોકલી આપ્યો પણ એની એની ઉમર પણ થઇ ગઈ છે ને એના માંગા પણ બહુ આવે છે તો આપણે એના માટે હ

હમ હમ હમ હમ હા હા હા હા હા બરાબર છે સાત વર્ષ થવાના આ એનું છ વર્ષ પૂરા થયાં અને સાતમું બેઠું એટલે થોડી ચિંતા થાય છે બીજું કંઈ નહીં ઓકે ઓકે સારું

ઓક સારું સારું સારું ઓ ઓકે હાં હાં સારું સારું